ભારત દેશમાં આમ તો વ્યક્તિએ વ્યક્તિએ ધર્મો છે કારણ કે ભારતમાં કોઈ એક કે બે ધર્મ નથી પણ દરેક રાજ્યમાં ભારતમાં જેટલી ભાષાઓ છે ને એનાથી વધારે તો ધર્મ છે તો ધર્મને આપણે તો મંદિરની મુલાકાત લઈ શકીએ છીએ અથવા તો ઘણા બધા એવા વાર તહેવાર હોય છે કે જ્યારે ખાસ કરીને મંદિરે જવાનું હોય છે જૈનોમાં તો એવરીડે મંદિરે જતાં હોય છે પણ દરેક ધર્મમાં એવું કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તો આમ તો નથી હોતું કે એવરીડે એમ જાઓ પણ હિન્દુ ધર્મમાં હોય છે જેમકે આપણે દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં આઠ દર્શન થાય છે આઠ અલગ અલગ રીતનાં દર્શન હોય છે ભગવાનનાં કે ભગવાન સવારે જાગે છે તો શ્રુંગાર છે શયન છે ઘણા બધા એવા આઠ અલગ અલગ પ્રકાર હોય છે કે એ સમયે આપને દર્શન થતાં હોય છે પૂનમ હોય છે તો પૂનમમાં ખાસ યાત્રાઓ યાત્રાળુ જે હોય છે તે ચાલીને આવતા હોય છે ત્યાં ધજા ચઢાવવાની પણ માન્યતા છે પૂનમમાં રાત્રે ગરબા રમાતા હોય છે શ્રી કૃષ્ણનું જ એક રૂપ છે એ દ્વારકાધીશ એટલે દ્વારકા છે કે ડાકોર છે કે ઘણાં બધા એવા અલગ અલગ ધર્મ છે કે ભલે ને એક જ કૃષ્ણ છે પણ કૃષ્ણનાં અલગ અલગ રૂપો હોય છે અને ક્રિશ્નને લઈને પણ ઘણા બધા અલગ અલગ ધર્મો પણ છે કે ઇસ્કોન છે કે હવેલીનું છે કે ગોપાલ લાલજી છે ઘણા બધા એવા એક જ વ્યક્તિનાં અલગ અલગ સ્વરૂપમાં પૂજાતું હોય છે